સિટીમાં રમત ગમતના સાધનો ખૂબ જ વધુ હોવાના કારણે ત્યાં એવી કોઈ પ્રોબ્લેમ રહેતી નથી જ્યારે ગામડાના વાતાવરણમાં એવું હોતું નથી ત્યાં તો આપણે દેશી જગ્યાએ જ તમારે રમવાનું હોય છે જેમ કે આંબલી પીપળી સંતાકૂકડી લીમડા સાથે જ વૃક્ષો સાથે જ તમારી રમત રમવાની હોય છે